આ જમાનામાં પાણીને હંમેશા પાણીને ગાળીને શુદ્ધ શુદ્ધ કરવામાં આવતું હતું પહેલાંના જમાનામાં પણ હવે તો આરો ને એક્વા ગાર્ડ છે ફિલ્ટર છે ઘણા બધા પ્રયોગો થવા માંડ્યા છે એટલે લોકોની મહેનત પણ ઓછી થઈ ગઈ છે પહેલાં પાણીને ઉકાળો ગાળો શુદ્ધ કરો પછી માટલામાં ભરો તે રીતે શુદ્ધ કરતા હતા અને એથી બી પહેલાં પહેલાં એનાથી આગળના જમાનામાં લોકો ફટકડી નાખીને પણ પાણીને શુદ્ધ કરતા હતા તે હવે બધી પ્રક્રિયાઓ ધીમે ધીમે ધીમે ધીમે હવે બધી બદલાવા માંડી છે ને નવાના નવા જમાના પ્રમાણે લોકો એનો યુસ કરવા માંડ્યા છે તેવા ઘરેલુ ઉપચારોમાં તો ખાસ તો પાણીને ઉકાળીને પીવા માટેનો ઘરેલુ ઉપચાર છે બાકીના જે બધા મશીનથી પાણી આવે આરોનું પાણી પીએ આરઓનાં પાણીમાં બી એમાં બી પાણી શુદ્ધ હોય પણ અમુક એના જે હોય મિનરલ્સ તે મળતાં હોતાં નથી એમ જણાવતા હોય છે લોકો